સમાજમાં નાગરિક સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સૌ પ્રથમ તો તમામે તમામ નાગરિકે જાગૃત થવું પડશે પોતે જ્યાં રહે છે ત્યાં આજુ બાજુ રહેન તમામ વિસ્તારમાં જાગૃતતાથી અને ખૂબ જ તટસ્થ રીતે ધ્યાન નજર રાખવી ખૂબ જરૂરી છે પોતાની આજુ બાજુ થતા કોઇપણ પ્રકારનાં નકામા કે ખોટાં વર્તન કે ખોટાં દૃશ્યો બાબતે નજીકનાં પોલીસ સ્ટેશનમાં તરત જાણ કરો જેથી કરીને પોલીસ સ્ટેશનમાંથી તમને યોગ્ય સહાય કે યોગ્ય ન્યાય પહેલાં ઉચ્ચારણમાં જ મળી જાય જો ન મળે તો તમે પોલીસ તરફી પણ પગલાં લઇ શકો છો આપણો દેશ લોકશાહી છે ત્યાં ન્યાયના કોઇ માપદંડ દરેકે દરેક જગ્યાએ ન્યાયના માપદંડ કામ કરતા હોય છે પરંતુ દરેકે દરેક પક્ષે બહુ વિશાળ અને વિસ્તૃત રૂપે આપણા ન્યાયના માપદંડો ફેલાયેલા છે તમને કોઇ પ્રથમ ચરણમાંથી ચોક્ક્સપણે ન્યાય ન મળે તો તમે તેનાથી ઉપરવટ જઈ શકો છો ત્યાંથી પણ ન મળે તો તમે એની પણ ઉપરવટ જઈ શકો છો સુપ્રીમ કોર્ટ સુધી તમે તમારો ન્યાય માટે દરવાજો ખખડાવી શકો છો દોસ્તો હંમેશા આપણી આજુ બાજુ કોઇપણ જાતનું ગેરવર્તણૂંક કે કોઈપણ જાતની ખોટી મગજમારી ચાલી રહી હોય તો ત્યાં તમે જાગૃત નાગરિક તરીકે ભાગ લો કદાચ કોઇક અજાણ્યો વ્યક્તિ છે એ તમારા ઘરના વ્યક્તિ પણ કાલે ઊઠીને હોઇ શકે છે તમારે એ બાબતે સજાગ થવું જોઈએ આપણા સમાજમાં અત્યારે એક એવો દોર ચાલી રહ્યો છે કે જો સામે કોઈ અન્ય વ્યક્તિ હોય કે કોઇ આપણું ઓળખીતું પારખીતું ન હોય તો આપણે ઊભા રહીને કયાં તો તમાશો જોઈએ છે કયાં તો ત્યાંથી પસાર થઈને આગળ જતા રહીએ છે પરંતુ આવું ન કરો આપણી ન્યાય વ્યવસ્થા ખૂબ બહોળી છે ખૂબ વિશ્વસનીય છે પરંતુ એ ન્યાય વ્યવસ્થામાં જો આપણે જ સહકાર નહીં આપીશું તો બીજું કોણ આપશે દેશ નેતાઓના હાથમાં છે પરંતુ જો આપણે જ આપણો સાચા નેતા પસંદગી કરવામાં પાછા પડીશું કે જે આપણને મુસીબતના સમયે કામ ન લાગે તો આપણે કેવા નાગરિક કયાંના નાગરિક એટલે સૌથી પહેલી સજાગતા તમારામાં પોતાનામાં હોવી જોઈએ તમે પોતે જ દેશના અગ્રીમ વ્યક્તિ છો એમ સમજીને પોતાની તમામે તમામ જવાબદારી સ્વીકારીને તમારે આગળ વધવું જોએ દેશના ન્યાયને મજબૂત બનાવતાં પહેલાં તમારે પોતે મજબૂત બનવું જોઈએ પોતે જેટલા સક્ષમ અને મજબૂત રહેશો દેશ તેટલો જ સક્ષમ અને મજબૂત રીતે આગળ વધી શકશે